ગુજરાતી ભાષા સરળ છે એટલે મને લાગે છે કે ગુજરાતી ભાષામાં જે માધ્યમો છે અને શિક્ષણ વ્યવસ્થા જે ગુજરાતી ભાષામાં આપણે શીખીએ છીએ અને શીખી રહ્યાં છીએ બધા તો એમાં એનો પ્રતિનિધિત્વ ધારણ કરે છે મને લાગે ત્યાં સુધી કારણ કે ગુજરાતી ભાષા અત્યારે ગુજરાતમાં સૌથી સરળ ભાષા છે ગુજરાતી બોલવાનું વાંચવાનું સાંભળવાનું સરળથી બધાને સમજણ પડે એ રીતે એ પ્રતિનિધત્વ એ ભાષાનું ભાષાંતર કરવાની જરૂર નથી પડતી ગુજરાતી અમ સામા સામાન્ય રીતે બધાને આવડતું હોય છે નાનાં છોકરાંને નાને ને મોટે વૃદ્ધ સુધીના બધાને ગુજરાતી સારી રીતે સમજ પડતી હોય છે ગુજરાતી ભાષાનું અત્યારે તમે કહી શકો કે કલ્ચર ખૂબ જ જરૂરી છે અને આપણે ત્યાં ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છે ગુજરાતી ભાષાનું શિક્ષણમાં એકથી લઈને ધોરણ એકથી લઈને ધોરણ બાર સુધી ગુજરાતીનું પ્રતિનિધિત્વ અત્યારે વધી રહ્યું છે કલ્ચર વધી રહ્યું છે અત્યારના યુગમાં આ નવા ટેકનોલોજી યુગમાં ગુજરાતી ભાષા સાથે સંકળ સંકળાયેલું રહેવું એ ખૂબ જ મહત્ત્વ છે કારણ કે ગુજરાતીમાં તમે જે નથી આવડતું એ પણ શીખી શકો છો ગુજરાતીમાં તમે સમજાવી પણ શકો છો અને એ ભાષા બધાને સમજણ સમજવામાં પણ આવે છે ગુજરાતીમાં માનો કે તમે કંઈ પણ સામાન્ય રીતે કોઈક ચીજ વસ્તુ લેવા જાવ છો તો ગુજરાતીમાં વાત સામે વાત કરો ગુજરાતીનું ભાષાંતર અને એણે સમાચારો સમાચારમાં ગુજરાતી સમાચારમાં અલગ અલગ જિલ્લાઓના સમાચાર હોય ઘટનાના સમાચાર કોઈ કુદરતી આફતના સમાચાર સાંભળો ગુજરાતીમાં સમાચારને સરળ રીતે આપણે સાંભળીએ છીએ તો અત્યારે અત્યારની આધુનિક ટેકનોલોજીમાં ગુજરાતી ભાષાનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે એ બાબતે શિક્ષણમાં પણ એ રીતનું છે ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપી રહ્યા છે અંગ્રેજી ન તો છે જ પણ ગુજરાતીમાં પ્રાધાન્ય મળી રહ્યું છે સારું કહેવાય છે કારણ કે સમાચાર ગુજરાતી લેવલ પર ગુજરાતમાં સારા સારા ચેનલ છે જેમ કે ટીવી નાઈન ગુજરાતી જી ટીવી ગુજરાતી અસ્મિતા ગુજરાતી સંદેશ ગુજરાત સમાચાર એ જે સમાચાર પોતાનું પેપર પ્રેસની જગ્યા પર ટીવી પ્રેસ પણ ગુજરાતીમાં કરી રહ્યું છે જે ફક્તને ફક્ત ગુજરાતી ભાષ ભાષામાં અનુવાદ કરી રહ્યું છે તે પણ એક અલગ આગવી ઓળખ ગુજરાતી ભાષાને મળી રહેલી છે તો મારા માટે ગુજરાતી ભાષા સમાચારમાં માધ્યમોનું અને શિક્ષણો વ્યવસ્થામાં ખૂબ જ મોટો ભાગ નિભાવે છે એ મારા માટે ગુજરાતી કે ગુજરાતી હોવું એક અંદરથી શું કહેવાય કે એક પ્રાઉડ મુમેન્ટ કહેવાય પ્રાઉડ કે ખૂબ જ ગર્વ કહેવાય ગર્વ અનુભવી રહ્યો છું તો એ બાબતે ગુજરાતી મારા માટે મહત્ત્વનું બની રહ્યું છે કેમ કે આ જનરેશનને કે અત્યારના યુગમાં ગુજરાતી ભાષા સાથે જોડાઈ રહેવું જરૂરી છે